કેટલાક સાંસ્કૃતિક વ્યવહારમાં શિક્ષણની શું અસર સાંસ્કૃતિક વ્યવહારોમાં આપણા જે સમાજના જે કાર્ય શિક્ષણ હોય છે એ બધુ એકદમ કથળી ગયું છે પહેલા જેવું નહીં પહેલા જમાના જેવું શિક્ષણ હતું એવું અત્યારે નથી અત્યારે બધો ઈંગ્લિશ જમાનામાં જેવું ચાલ એ છોકરાઓ બધા કે છોકરીઓ બાળકોને એની અસર બહુ ખરાબ થાય છે અત્યાર જે ધાર્મિક શિક્ષણમાં જે અત્યાર જે થવું જોઈએ એ પ્રમાણ નથી થતું સામાન્ય શિક્ષણમાં પ્રમાણે તમારે અત્યારે અમુક સામાજીક મેળાવળા સામું પ્રસંગો ધાર્મિક તહેવારો અત્યારના અત્યારના આ જમાનામાં એટલે બહુ ઓછી છોકરાઓમાં અસર થાય છે ને ધાર્મિક શિક્ષણની અત્યારે જરૂરત છે ધાર્મિક શિક્ષણમાં તમે જેટલું ઊંડા ઉતરો એટલો જ તમને વધારે છોકરાઓને સંસ્કાર સારા મળે અને પેઢીને પેઢીએ પેઢી આપણે સુધરી જાય અત્યારે પ્રમાણે એ સા સારું ચાલે એ પણ એના કરતા વધારે યોગ્ય કરવું જોઈએ શિક્ષણ માટે અત્યાર ઉચ્ચ શિક્ષણની જરૂર છ આપણે છોકરાઓને સારા સંસ્કાર આપો અને આગળ ભણવામાં આગર કોશિષ કરો